હા વાર્તાઓ અને અન્ય એ લખવા માટેનો એક હેતુ હોય છે એક ખ્યાતિ પ્રાપ્ત કરવા માટે આર્થિક જરૂરિયાત માટે અને એક બીજો સૌથી મોટો હેતુ હોય છે કે એ આનંદ આપે અને આનંદ આપે એના માટે હું વાર્તાઓ લખું છું અથવા તો વાર્તાઓ સિવાય અન્ય સ્વરૂપો ઘણાં બધાં સ્વરૂપો છે કે જેમાં મને ખેડાણ કરવું ગમે છે મારા સૌથી ગમતા લેખક સઆદત હસન મંટો છે કારણ કે એ પોતાની વાર્તાઓમાં વાસ્તવિકતાનો નિરુપણ કરે છે અને તેમાં તે કોઇની પણ શરમ રાખતા નથી સમાજની જે સ્થિતિ છે તેમાં મહિલાઓની જે સ્થિતિ છે તેનું તે આબેહૂબ વર્ણન કરે છે તેમના ઉપર ઘણીવાર કેસ થયા છે ઘણી વાર્તાઓ પર કેસો થયા છે તેમને ઘણું બધુ સહન કરવાનું આવ્યું છે છતાં પણ આવી બધી વિકટ પરિસ્થિતિઓનો સામનો તેમણે હિંમતથી કર્યો છે તોબા ટેક સિંઘ છે કાલી સલવાર છે વગેેરે જેવા જેવી વાર્તાઓ તેમણે લખી છે તેઓ આમ તો ભારતમાં હતા મૂળ હિન્દુસ્તાનમાં હતા પરંતુ ભાગલા થયા ત્યારે તે પાકિસ્તાન જઈને વસ્યા તેમનાથી તેમને તકલીફ થઈ ભારતનું જે વિભાજન થયું તે તેમની સૌથી એક તેમના માટે એક સૌથી મોટી સમસ્યા હતી અને તે તેમના હૃદયને ઘણો આઘાત આપ્યો હતો અને આ આઘાતનાં કારણે તેમણે ઘણી ઉત્તમ વાર્તાઓ ઉત્તમ નવલકથાઓ લખી છે